હા બોલો હા ભાઈ હા સેમ્પલ ને બધું છે શું જોઈએ છે રેશમના જોઈશે ટીકી મોતીના જોઈશે ઝરીના જોઈશે

હા મળશે ને કેમ નહીં મળે બધું છે મારી પાસે એ ટુ ઝેડ સેમ્પલ છે ઝરીનાં છે ટીકી મોતીનાં છે ખાલી મોતીનાં છે ખાલી ટીકીનાં છે પછી ઝરીની દોરી હા ઝરીની દોરીનાં છે તો કે અને દોરી મોતી એમરોડરી એ બધું મિક્સની અંદર એ તમને સેમ્પલ મળશે જોવા જ્યારે તમે કહો ત્યારે અત્યારે તો હું ટેક્નોલોજીની જમાનો છે મોબાઈલની અંદર હું છે કે તમારો નંબર હું સેવ કરી લઉં ને વોટ્સઅપ ઉપર મારી પાસે જે આઇટમો છે એ બધાંયનો ફોટો પાડીને તમને મોકલાવી દઉં હા સેમ્પલ છે જો બધાંય જઈ અને તમને વોટ્સઓપ ઉપર મોકલાવું તમે જોઈ લેજો હા નહીં ડિઝાઇનની અંદર તો શું છે કે આપણે આપણાં મનથી રહ્યાં પહેલાંનાં જમાનાનો છે અત્યારના જમાનાની અંદર એ છે હા ન હા હા હા એ બધુય હા એ હા એ છે છે એવું બધું છે હા હા એ સમજી ગયો શેની અંદર તમારે રાખવું છે આર્ટ ગેલેરીની અંદર દેખાડવા માટે પબ્લિકની અંદર કે આટલી આટલી વસ્તુ જૂના જમાનાની છે અને આ બધી એ નવા જમાનાની બધી વસ્તુ છે હા હા હા છે

હા કા હા જેવું તમારી ઈચ્છા હા કારખાને કહો વર્કશોપની અંદર મોકલાવું કારખાને આવો તો સેમ્પલ ઘણાં બધાં ઘણી બધી વેરાયટીઓ છે અને મુલાકાતે થઈ જાય મુલાકાતે થઈ જાય ફેસ ટૂ ફેસ વાતે થઈ શકે બરાબર હા ઠીક છે ઓકે જે શ્રી